આપણે જો ગાયન કરતા હોય તો ગાયન સાથે સાથે આપણા અવાજને મીન્સ સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે અને એવું નથી કે ક્યારેક અવાજનો પણ એક મીન્સ બોલવાથી પણ થાક લાગે છે અવાજનો પણ એક થાક હોય છે અને રહી વાત કર્કશતા તો એ તો ગાયન માટે બિલકુલ મીન્સ ખરાબ વસ્તુ કહેવાય કારણ કે જો લતા મંગેશકર કર્કશતાથી ગાય તો એને કોઈ સાંભળવાનું જ નથી એ મીઠા મધુર અવાજ સાથે ગાય છે ત્યારે એને સાંભળવા ગમે છે અને એ એ ભારતના સૌથી મહાન સંગીતકાર કે ગાયિકા એને ગણવામાં આવ્યા છે તો હવે વાત કરીએ કે ગળુ ઉ આવુ કે ક્યારેક સ્વાસ્થ્યના હિસાબે અને ઘણી વાર ખૂબ જ ગીતો ગાયા હોય ક્યારેક રાત્રે લગ્નોમાં કે કોઈ ફેમિલી ફંક્શનમાં આપણે બહુ લાંબા સમય સુધી જો ગીતો ગીતોનું ગાયન કર્યું હોય તો પણ અવાજમાં થાક આવે છે અને બની શકે કે ક્યારેક કફ કે શરદી હોવાના કારણે પણ તમને કર્કશતા એક ગળામાં તમે ફીલ કરો છો તો એના માટે આપણે શું સુરક્ષિત રાખવા માટે હું જે ટેકનિકનો ઉપયોગ કરું છું એ તો જો વધારે તમને થાક લાગ્યો હોય બને ત્યાં સુધી મૌન વ્રતને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે તમે અડધી કલાક કલાકનું મૌન કરી શકો છો તમારે જો કંઈ કામ મ ના હોય તો એક દિવસનું પણ તમે મૌન કરી શકો છો અને આજે અવાજ ખુલવા માટે અવાજ ખોલવા માટે હળદર મીઠાના કોગળા કરવા અને હું રોજ રાત્રે અવાજને સારો રાખવા માટે રોજ રાત્રે હળદર ખાઈને સુવું સવારે પણ હળદરવાળું દૂધ પીઉં છું કારણ કે એ અવાજ માટે સૌથી બેસ્ટ છે અને એવું નથી જેટલી શરીરમાં તાકાત હોય એટલી દરેક વ્યક્તિના ગળામાં પણ તાકાત હોવી જોઈએ ખાલી ગાયન માટે અવાજનું જરૂરી છે એવું નથી તમે એનસીસીમાં પણ જોઈ શકો છો કે પોલીસમાં પણ જોઈ શકો છો કે જે મેઈન આગળ ઓફિસર હોય છે એ જે ઓર્ડર આપે છે એના માટે પણ તમારે અવાજ તમારું ગળું ખૂબ જ સ્ટ્રોંગ હોવું જોઈએ ખૂબ જ મજબૂત હોવું જોઈએ કારણ કે તમારા ગળામાં જ તાકાત ના હોય તો તમે એ ઓર્ડર નથી આપી શકતા તો ખાલી ગા જે ગા ગીત ગાતા હોય કે જે ગાયિકા હોય કે જે ગાયક હોય એને જ પોતાનું ગળું સારું રાખવું એવું નથી પણ દરેક વ્યક્તિએ પોતાના જે અવાજ છે એનું કેર લેવી જ જોઈએ અને ગળાની જે તમારી તમારો અવાજ બેસી જાય અથવા તમને થાક ના લાગે એના માટે ગળાનું તમારે થાઇરોઇડ પણ ન આવે તો એ માટે તમારે ગળાનું પણ થોડું જોવું ખૂબ જરૂરી છે તો આ માટે મૌન વ્રત સૌથી બેસ્ટ છે જેઠીમધનું લાકડું પણ આવે છે એ પણ તમે મોઢામાં ચગળીને કરી શકો છો ખડી સાકર અને સાકરનો ટુકડો મોઢામાં રાખીને તમે ચગળો તો પણ તમારો અવાજ સારી રીતે ખુલી શકે છે તો હું આ રીતે મૌન વ્રત હળદર મીઠાના કોગળા હળદર વાળું દૂધ સાકર જેઠીમધ આ બધાથી મારું ગળુ સારું રાખવા માટે પ્રયત્ન કરું છું